હેલો હું મોનિકા બોલું છું મેં તમારી હોટેલમાંથી પીઝા ઓડર કર્યા હતા હા પીઝા આવી ગયા એમ નહીં હા તો તે પીઝામાં વંદા આવ્યા છે હવે મારે આ પીઝાનું શું કરવાનું મારે તો નુકસાન જ થયું ને હા સાચું કહું છું એમાં વંદા આવ્યા છે હા પણ મારે આ પીત્ઝા ઓડર કરેલા બગડ્યા જ ને તમારી ફરજ છે કે તમે ચેક કરીને પછી ઓડર કરેલ એડ્રેસ પર મોકલાવો તમારી હોટેલના પીઝામાં અમારે તો નુકસાન જ થયું ને ના મારે હવે નથી જોઈતા તમારા પીત્જા મને મારા પૈસા પાછા આપી દેજો નકર હું હોટેલના મેનેજરને વાત કરું અને તમારી ફરિયાદ કરીશ